હવે આપણે કપડાં ધોવામાં તો વાત કરી તો એમાં પહેલાંનો જમાનો હતો હતો તો એમાં તો માણસો જ હતા એ સે ને એ તો પેલા નદી કિનારે જાતા કે પછી આ તળાવે જાતા અતારે તે ગામડે ગામડે જે બધાં લોકો છે એ તે બધા જાય છે તળાવે જ જાય છે કારણ કે પાણીનો એટલો બધો બગાડ નો થાય અને બધાં સંયુક્તમાં કપડાં ધોતાં હોય છે અને અત્યારે આપડે શહેરમાં આવો આવો તો અતારે આ ખાસ કરીને આ આ બાજુ તો અમારે સૌરાસ્ટ સાઈડ તો છોકરાંઓ કપડાંનો ધોવે પણ છતાં પણ હું ક્યારેક ક્યારેક ધોઈ લઉં છું તો હોસ્ટેલમાં હોઈ તો હું તમને વાત કરું આપણે આયા હોસ્ટેલમાં હું રઉ છું તો એમાં એમાં આપણે જોઈ તો આ કપડાં હું સવારે ધોઈ નાખું વેલા હવારે સ વાગામાં અને પછી સૂકવી દઉં અને પછી મારે જ્યારે જવાનું ટાણું થાય ત્યારે કપળા સુકાઈ પણ જાય છે એટલે એવી એવી રીતના ધીમે ધીમે પછી આપણે જોઈ તો ઘરે આપળે કપડા ધોતાં હોઈ તો હું તો પછી એમાં હું કેવાય પેલા પાણીમાં બોળી દઉં અને પછી પછી પાવડર છે કે હાબુ છે કે પછી એનાથી આ ધોઈ નાખું કપડા અને પછી ધોકો મારી લઉં એટલે પછી એનામાં એમાંથી બધો મેલ નીકળી જાય આ પછાડી પછાડીન ધોકા મારુ તો એમાંથી પછી મેલબેલ નીકળી અને પછી બધું થઈ જાય અને જોઈ તો પછી આપણે ઉનાળો હોય તો અગાસી ઉપર કપડા કપડા આપણે સામાન્ય રીતે સુકવતા હોઈએ છીએ કે આપળે ઉવા ઉના ઉના ઉનાળામાં ઘા એ ઘા કપડા સુકાઈ જાય છે જલદી અને શિયાળામાં તો થોડીક વાર લાગે છે આ તડકો તો હોય પણ ઠંડુ વાતાવરણ હોય એટલે આ કપડા સુકાતા વાર લાગે ને ચોમાસું હોય તો હવે ચોમાસામાં ઈ તો ઈ તો આપડે જોઈ તો બધા ઘરની વાર્તા ઈ જ હોય છે શું કેવાય ઘરમાં જ બધાં સુકવતા હોય છે કપડા જેના કારણે આ કપડાની ગંધ આખા ઘરમાં આવે આવે આ આવે અને રાતે નિંદરે નો આવે એવી રીતના ચોમાસામાં એવું વાતાવરણ હોય છે કપડાનું તો અને પછી બસ આપણે કપડા આપણે ધોતી વખતે જોઈએ તો આપણે સામાન્ય રીતે ખાસ કરીન ધ્યાન તો ઈ જ રાખવું પડે જે હોય એટલે ઓલું શું કેવાય પાણીનો નળ છે તો ઈ આપણે ખુલ્લો ના રાખવો જોઈ જેટલું પાણી જોઈ એટલો જ આપણે ઉપયોગ કરવો જોએ અતારે તો બધાય વોશિંગ મશીન આવી આવી ગ્યાં છે તો હવે એને તો આપણે એને જેટલું જોતું હોય એટલું જ પાણી પાણી લે છે ઈ અને પછી હું કેવાય વોશિંગ મશીનમાં તો કપડા પણ ઓલું શું કેવાય ધોવાઈ જાય અને બીજું બધુ કામ પણ અતારે થઈ જાય અને પાણીનો બગાડ પણ ઓછો થાય છે વોશિંગ મશીનના કારણે એટલે આવું બધુ હોય છે આ કપડા ધોવાની બાબતે તો પણ એમાં એમાં મને બધી બઉ વિગતે ઓછી ખબર પળે એટલી ખબર હતી એટલી મેં તમને આ ચર્ચા કયરી